ચિત્રકામ વિષે અમે શાળામાં નાના નાના પહાડો જંગલો અલગ અલગ કલરો બનાવતા માટલામાં પાણી ભરીને આવતી પનિહારી બનાવતા સુંદર સુંદર મંદિરો જંગલો અને એની સાથે સાથે એમાં અલગ અલગ રંગો ભરવાના ચિત્રકામમાં પહા અ ઝાડ કેવી રીતે બનાવવું પછી પહાડ વાદળો કઈ રીતે બનાવવાં કોઈ માણસની આકૃતિ કઈ રીતે બનાવવી તમારા મનના ભાવ જે તમે ચિત્ર દ્વારા દર્શાવી શકો છો એ ચિત્રો દ્વારા તમે કઈ રીતે દર્શાવી શકો છો અલગ અલગ માટી કામમાં શીખ્યા જેમાંથી કલર પૂર્ણ કરતા શીખ્યા અને એની સાથે સાથે અલગ અલગ રંગો ભરવાના કઈ રીતે ભરી શકાય પછી કૉમ્પિટિશન પરીક્ષાઓ એમાં લેવાતી હતી જે અલગ અલગ પ્રતિયોગીતા ચિત્રકામની થઇ તો એમાં અલગ અલગ રીતે ચિત્રકામ કર્યું અને એમાંથી અમને ઘણું બધું શીખવા મળ્યું ચોરસ ત્રિકોણ એ બધું ત્યાંથી જ શીખવા મળ્યું બધા આકારો ભાતભાતના આકારો ભાતભાતના પાંદડાંઓ ચિત્રો હાથકામ હાથની છાપ પગની છાપ પાડતાં શાકભાજીની છાપ પાડતાં ભીંડા બટાકા આંગળીઓની છાપકામ કરતાં એ બધું જ ચિત્રકામમાં શીખડાવવામાં આવ્યું અને એની સાથે સાથે જે તમારા મનનો ભાવ છે એને તમે કઈ રીતે એક આકૃતિમાં દર્શાવી શકો એ પણ ચિત્રકામમાં શીખડાવવામાં આવ્યું બહુ જ સારો અનુભવ રહ્યો મારો ચિત્રકામ માટે સ્કૂલમાં